મેં રસોઈની શરૂઆત હોસ્ટેલમાં લોકડાઉનના સમયે કરી હતી તો એ વખતે શરૂઆત અમે એવી રીતે કરી હતી કે એ વખતે લોકડાઉન થવાના કારણે અમારા રસોઈયા બહેન હતા માસી કે જે તેઓ લોકડાઉનના લીધે હોસ્ટેલમાં આવી શકતા ન હતા તો એ સમયે અમારા જમવા માટેના ખૂબ મુશ્કેલી હતી તો એ સમયે અમે અમુક છોકરાઓએ ભેગા થઈને રસોઈ બનાવાની વિચાર કર્યો કેમ કે માણસ ભૂખ્યો તો રહી શકતો નથી એક દિવસ રહી શકે છે બે દિવસ રહી શકે છે પરંતુ પછી તો એને ખાવા માટે તો કાંઈકને કાંઈક તો જરૂર તો હોય છે એ વખતે અમે રસોઈથી સાવ અજાણ હતા કેમ બનાવી શું બનાવું એટલો બધો ખ્યાલ ન હતો તો પણ અમે બે ત્રણ મિત્રોએ ભેગા થઈને અમે રસોઈ બનવાનો બનાવવાનો વિચાર કર્યો અને અમે ભેગા થઈને સૌપ્રથમ વખત વિચાર્યું કે કંઈક નવું જ બનાવી કેમકે અમને રોટલી શાક તો બનાવતા નતું આવડતું દાળ ભાતમાં ભાત બનાવતા આવડે પણ દાળ કેવી રીતે બનાવી એની પ્રક્રિયા શું છે કંઈ અમને એ વખતે જાણતા ન હતા તો પણ અમે એ બનાવા માટેનો પ્રયત્ન કર્યો તો અમે સૌપ્રથમ રોટલી બનાવાની હતી તો તો સૌથી પહેલાં અમે લોટ બાંધ્યો તો લોટ બાંધવામાં અમને ખૂબ મુશ્કેલી પડી કેમકે લોટ કેવી રીતે બાંધવો કેટલો લોટ લેવો એમાં કેટલું પાણીનો ઉમેરણ કરવું અને ઉમેર કર્યા પછી તેને કેવી રીતે કરવું કાંઈ કોઈ પણ જાતનું અમને ખ્યાલ નહીં અમે યુટ્યુબનો સહારો લીધો યુટ્યુબના સહારાના લીધે હવે તો અમારે ઘણીબધી એમાંય મુશ્કેલી આવી લોટ હાવ આમ જાણે હાવ આમ એટલે સાવ એટલે સાવ પહોંચો રોટલીના રા બનાવી શકો તમારા હાથમાં ચોંટી જાય જાણે તમે કોઈ રબળું બનાવ્યું હોય એવી રીતે ધોતાં હવે લાગતું હતું તો પણ પછી અમે ધીમે ધીમે કંઈકના કંઈક આડાઅવળા આડાઅવળા પ્રયત્નો કરતા ગયાને એમ કરીને અમે લોટ બાંધ્યો પણ ખરો લોટ બાંધ્યા પછી અમે લોટ બાંધ્યો તો પાછો અમે એમાં મોણ ના નાખ્યો મીઠું ના નાખ્યું કોઈ પણ જાતનો નહીં એમના એમ લોટ અમે બાંધી દીધો પછી અમે શાક બનાવાના ઘરે તો શાકમાં પણ અમારે ઘણીબધી મુશ્કેલી પડીને એ મુશ્કેલીના લીધે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે અમે શીખતા ગયા અને પછી કેવી રીતે શું બનાવું કેમ નહીં પછી તો એ લોકડાઉનનો એ સમયે થોડાક દિવસો પછી થોડાક ટાઈમ માટે ઉઘાળો કરતાં તે વખતે માસી આવ્યા તો એમણે અમને શિખવાળ્યું કે આવી રીતે આ વસ્તુ આમ બનાવવાની આ વસ્તુ આમ બનાવાની તો અમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે એમની પાસે શીખતા થયા અને એ શીખ્યા પછી અમને ઘણો સારો અનુભવ થયોને પછી અમે દોઢ વરસ સુધી હોસ્ટેલમાં રહીને જમવાની બધી વાનગી શીખી ગયા નાનામાં નાનેથી માંડીને કોઈ પણ એવી વાનગી નો હતી કે જે અમે નહોતા હોસ્ટેલમાં શીખ્યા અને એનો હૌથી એટલું ખબર પડી કે ના રસોઈ વસ્તુ પણ એમ બહુ અદ્ભૂત છે ને ખૂબ સારી છે કે જે આપણા માટે પણ અને આપણા જીવન માટે પણ ખૂબ જરૂરી છે જો આ આપણે આના વિષે શીખ્યા ન હોત તો આપણને આના વિષે રસોઈ વિષે આપણને જાણ જ ન હોત આપણે તો ખાલી ખાવાથી અને પેટ ભરવાથી જ આપણે મતલબ રાખત પણ એનાથી આપણે કેટલું જરૂરી છે એ કે આપણે કોઈ સમયે એકલા હોઈએ ક્યાંય પણ ગ્યા હોઈએને આપણે એકલા હોઈએ તો એ સમયે આપણે જમવાનું આપણને બનાવતા આવડતું હોય તો આપણે સા સરળતા રીતે આપણું જમવાનું બનાવીને આપણે આપણે આપણું ગુજરાન ચલાવી શકીએ છીએ આપણે આપણી રીતે ખાઈ શકીએ છીએ એટલે મને આ રસોઈ બનાવાના અનુભવથી એ વખતે ભલે આમને મુશ્કેલી પડી અમને એ વખતે નહોતું આવડતું અને અમારા વખતે અમારે ઘણા ઘણાબધા અમે હેરાન થયા હતા તો પણ એના પરથી એ હેરાન થયા એ અમને એમ થયું કે ના એ હેરાન થયા એ યોગ્ય થઈ ગયા અમે હેરાન થયા હતા કે જેનાથી અમને આવું કંઈક નવું તો શીખવા મળ્યું નવું તો અમને જાણવા મળ્યું નવું નવું અમને શીખ્યા કે રસોઈ વસ્તુ કેટલી મહત્ત્વની છે આપણા માટે જ જરૂરી કેટલી છે ને આપણે જીવનમાં પણ કેટલી જરૂરી છે એટલે એ અમારો અનુભવનો જે પહેલો અનુભવ હતો એ તો થોડો ખરાબ જ હતો પણ અને દરેક વસ્તુ બનાવવામાં વ્યક્તિને હંમેશા મુશ્કેલી તો પડતી જ હોય છે અને મુશ્કેલીમાંથી બહાર આવા માટે વ્યક્તિ એમાં મહેનત કરતો હોય પણ એમાં એને પુરેપુરી સફળતા પ્રાપ્ત થાય છે એટલે આ રસોઈ કરવાની જે અમે શરૂઆત કરી એ અમારા માટે થોડીક બહુ સારી એવી હતી કે કેમ કે નવું નવું શીખવા મળતું હતું ખુશ પણ હતા નતું આવડતું એના માટે અમે ગુસ્સે પણ હતા પણ તોય ત્યાં અમે ધીરજ રાખીને શાંતિથી શીખ્યા એટલે એનાથી અમને એટલો ફાયદો થયો કે અમે એવી કોઈ વસ્તુ વાનગી નહીં હોય કે જે અમે રસોઈમાં ન બનાવી શકતા હોય કોઈ પણ વાનગી બધે બધી વાનગી અમે બનાવતા અને એ વાનગીમાં પણ અમે અમારી રીતે નવા નવા પ્રયોગો કરતા કે અને એ પ્રયોગોના આધારે અમે ઘણી નવી નવી વાનગી પણ શીખતા ગયા અને એ વાનગીના આધારે અમે ક્યારે કોઈકને ખવડાવતા તો એ લોકો પણ અમારાથી ખુશ થતા હતા કે ના કે વાહ મસ્ત છે ખૂબ સ્વાદિષ્ટ છે એમ અમારા વખાણ થતા હતા તો એનાથી તો અમે બહુ એટલે બહુ ખુશ થતાં એટલે અમારો આ રસોઈનો અનુભવ તો બહુ એટલે બહુ મસ્ત રહ્યો અને ખૂબ સારો રહ્યો હતો